હા મેં બળદ ગાડાંની હરીફાઈ જોઈ છે પહેલાંના જમાનામાં તો ગામમાં બળદ હોવાથી એ લોકો વધારે પડતી હરીફાઈ રાખતા હતા અત્યારે તો જેમ કે બળદ જોવા મળતા નથી પણ પહેલાં તો ગામડામાં વધારે પ્રમાણમાં બળદ ગાડાં હોતાં હતાં જેમકે ખેતર ખેડવા માટે બળદ ગાડાંનો જ ઉપયોગ કરતા હતા એટલે ખેતીવાડી વાળા લોકો બળદગાડું રાખતા હતા એટલે ગામમાં બધા ભેગા મળીને વર્ષે છ મહિને આવી હરીફાઇઓ રાખતા હતા એક બે ત્રણ આ નંબર પણ આપતા હતા જેનું બળદગાડું પહેલું આવે એને પહેલો નંબર એ રીતે આપતા હતા જેમકે ત્રણથી એક નંબર સુધી વારા ફરતી ઈનામ આપે જેમ કે પેલું મોંઘું એ રીતે ઈનામ આપે એટલે બધા આ હરીફાઈમાં ઉત્સાહમાં ઉત્સાહમાં ભાગ લેતા એટલે એમ ઈનામ આપવાથી એ લોકોને ભાગ લેવામાં પણ ઇન્ટરસ્ટ રહે અને પોતાનો બળદ આગળ દોડાવે એવો ઘોડાનો પણ હરીફાઈ થાય એમાં પણ બધા પૈસા લગાવે એમાં પણ બહુ મજા આવે એમાં તો પ્રાણીઓનું ટોળું હોય અને એ એકબીજા ઝઘડતાં હોય માથા મારીને તો એમની વચ્ચે તો જવાય જ નહીં જેમકે ગાયો ઝઘડતી હોય તો એક એ એટલી હદ સુધી ઝઘડતી હોય કે વચ્ચે પબ્લિક હોય તો એને પણ અડફેટ લઈ લે એટલે પ્રાણીઓમાં આપણી જેવી બુદ્ધિ ના હોય એટલે એમને એ ઝઘડતાં હોય તો એનાથી દૂર જ રહેવું સારું